હિમાલયનું સમર્પણ ધ્યાનયોગ આ પુસ્તક જુદા જુદા છ ભાગમાં વહેંચવામાં આવેલું છે આ પુસ્તકનાં લેખક હિમાલય સમર્પણ ધ્યાનયોગનાં પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા લખવામાં આવેલું છે આ પુસ્તક જેમાં તેઓએ સાંસારિક જીવનની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરી શકાય અને આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે એમ એ વિષે ખૂબજ આત્મિક વિચારોને પ્રસ્તુત કર્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીક્રિષ્ન ભગવાને કીધું છે કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે પણ જ્યાં સુધી જીવનમાં કર્મમુક્ત અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી હિમાલિક સમર્પણ ધ્યાનયોગ આ પુસ્તકમાંથી જીવનની અંદર આપણી ફરજો આપણી જવાબદારીઓ વ્યાવહારિક અને સાંસારિક જીવન જીવવાની સાથે સાથે ધ્યાનમાર્ગને અપનાવીને ધીમે ધીમે આત્મિક રીતે સમગ્ર જીવનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે આમાં ધ્યાનથી જીવન સ્વયં બદલાય છે વ્યક્તિ પોતાની આત્મિક ઉન્નતિ દ્વારા પોતાનું સર્વાંગી વિકાસ કરવાની સાથે સાથે સંપૂર્ણ મોહમાયા એને છોડીને જીવનમાં જ પોતાની મુક્તિને પ્રાપ્ત કરી શકે છે એટલે જીવનની ઉન્નતિ માટે હું ભગવદ્ ગીતા અને હિમાલય કા સમર્પણ ધ્યાનયોગ પુસ્તકોને મારા શ્રેષ્ઠ જીવનના રાહબર માનું છું